હા એકદમ મજામાં તમે કેમ

વરસાદ એક વીકમાં થોડીક વરસાદના કારણે રજાઓ વધુ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને સિલેબસ પણ અભ્યાસક્રમ પણ ઘણો બાકી છે હવે હું એજ વિચારું છું કે કઈ રીતે આ બહુ ઓછા ટાઇમમાં વિદ્યાર્થીઓને સિલેબસ પૂરો કરાવવો કેમ કે હમણાં થોડા દિવસમાં જો આ વિકલી ટેસ્ટ પણ ચાલુ છે વારંવાર હવે જે સ્કૂલના આયોજન મુજબ છે એકમ કસોટી ને એ બધું એ તો આપણે લેવું જ પડશે એ ઉપરાંત એ ઉપરાંત આપણે વિદ્યાર્થીઓને હવે વ શું કેવાય સેમિસ્ટરની પરીક્ષાઓ આવી જશે છે સમય બહુ ઓછો છે આયોજનો ઘણાં છે સ્કૂલના બધી એક્ટિવિટી ઘણી છે અને ઘણાં બીજા કામ પણ બાકી છે વહીવટી કામો પણ એમાં આવડે જોતેલાં રહેવું પડે અને સમય પણ બહુ ઓછો છે હા સાહેબ બોલો હા હા હા પણ એના માટે છે ને સાહેબ આપણે પ્રિન્સિપાલ સાહેબની પરમિશન લેવી પડશે સાહેબ હા એ એ કરી શકાય આઇડિયા સારો છે પણ એમાં ઘણાં વાલીઓની ફરિયાદો આવે છે લાસ્ટ યર આવું એક શિક્ષકે કરેલું એટલે ઘણાં વાલીઓની ફરિયાદો પણ આવે છે અને એના માટે પણ આપણે પ્રિન્સિપાલની પરમિશન તો લેવી જ પડશે પરમિશન વગર આપણે પગલું ન લઈ શકીએ હા પ્રિન્સિપાલ સાહેબની આપણે પરમિશન લઈએ એવું કરી શકાય કે આપણે વધારાનો ટાઈમ વિદ્યાર્થીઓને બોલાવી અને એનો સિલેબસ કમ્પલેટ કરવાની ટ્રાય કરી શકીએ અથવા તો એની જ ટેસ્ટ છે આ આપણે જે ફ્રી લેક્ચર મળતા હોય આ તે એમાં ટેસ્ટ ગોઠવી અથવા તો વધારાના સમય એને બોલાવી એના ટેસ્ટ ગોઠવીએ અને શાળાના સમયમાં આપણે એનો અભ્યાસક્રમ પૂર્ણ કરાવી એવું કરી શકાય હા હા હા સાહેબ મળીએ આપણે આજે સાંજે જ પ્રિન્સિપાલને વાત કરીએ સાહેબ એ હા હા હા